ઘણાં વર્ષોથી ગુજરાતી હું બોલી રહ્યો છું અને મારા પૂ પૂર્વજો પણ ગુજરાતી જ બોલતાં હતાં અને અત્યારના જમાનામાં તમે જોતાં હશો કે અંગ્રેજી અંગ્રેજ લોકો અને આપણા લોકો પણ ગુજ ઇંગ્લિશ બોલતાં હોય છે તો મને મારા ગુજરાતી પર ગૌર ગર્વ છે કે હું ગુજરાતી બોલી રહ્યો છું